હલો સ્વાદ રેસ્ટોરન્ટ જી આજે શુક્રવારે તમારી કોઈ ખાસ વાનગી અથવા તો કોઈ નવું બનાવેલું વ્યંજન જો હોય તો જણાવો મને મારા મિત્ર દ્વારા જાણકારી મળેલ છે કે તમારા રેસ્ટોરન્ટની અંદર પંજાબી સબ્જી અને ચાઈનીઝ આઈટમ સારી મળે છે તો મારે એ વાનગીઓને ઓર્ડર કરવી છે તો શું હું ઓનલાઈન ઓર્ડર કરી શકું અથવા તો જો હું તમને ફોન ઉપર એ વાનગીઓ લખાવી શકું તો તમે શું એને મારા ઘર સુધી પહોંચાડી શકો હું એ ઓર્ડર માટે પેમેન્ટ ઓનલાઇન કરી શકું છું